મારા વિસ્તાર મતલબ કે મારા સીટીનું નામ રાજકોટ છે તો મારા વિસ્તારમાં પહેલાતો રાજકોટમાં જો ફરવાના ફરવા લાયક સ્થળો ઘણા બધા છે જેમાંથી મેં આપણે કહીએ તો પહેલા તો આલફેડ સ્કૂલમાં જ જે ગાંધી મ્યુઝિયમ બન્યું છે એ જોવા જેવું છે પછી રેસકોર્સ રેસકોર્સ બહુ જૂનું છે અને બહુ મોટું છે એમાં બી ઘણું મોટું ગ્રાઉન્ડ છે અને એ ગ્રાઉન્ડમાં ઘણા બધા કાર્યક્રમો થાય છે જેમ કે નવરાત્રી પર ત્યાં ગરબા ફંક્શન થાય છે પછી ગણેશ ઉત્સવમાં ગણેશજીની સ્થાપના થાય છે પછી જન્માષ્ટમી પર ત્યાં મેળા મેળો ભરાય છે તો ત્યાંથી પણ બહારગામથી ઘણા લોકો એ રેસકોસ ગ્રાઉન્ડમાં પ્રવાસ કરવા માટે આવતા હોય છે તો ત્યાં જ એ લોકો મતલબ કે જન્માષ્ટમીમાં જે લોકો ત્યાં રમકડાંના સ્ટોલ નાખે છે તો એ લોકોને બી રોજગારીની તકો મળી રહે છે પ્લસ ફૂડ સ્ટોલ ખાવાના સ્ટોલ ઘણા લોકો ત્યાં રાખે છે ગરમ નાસ્તો હોય છે ને એ બધું મુકે અને પછી બીજું તો કે ગરબા ફંક્શનમાં એમાં બી ઘણા લોકોને ઘણી બધી રોજગારીની તકો એમાંથી મળે છે પછી કોઈ વોટર બોટલ સ્ટોલ ત્યાં કરે છે તો એ બી એ એના એના લીધે પણ ઘણા લોકોને મળે છે ચાન્સ રોજગારી માટે બીજું છે તો અમારું જૂનું આશાપુરા મંદિર જે પેલેસ રોડ પર આવેલું છે એ આશાપુરા મંદિર કે જે બહુ જૂનું છે અને ત્યાં લોકો ઘણા લોકો માને છે માનતા બી રાખે છે અને દર્શન કરવા બી ત્યાં જાય છે તે અને પછી છે એના પછી આવે છે જે ન્યુ નવું ડેવલપ થયું છે હજી તે છે નવો દોઢસો ફૂટ રિવર ત્યાં અટલ સરોવર બનેલું છે જે જોવન હાલમાં જ હજી નવું જ બન્યું છે જે જોવાની દ્રષ્ટિએ ખૂબ જ એટલે ખૂબ જ સરસ છે એ એ ત્યાં બી અંદર જવા માટે ટિકિટ છે અની ટિકિટ રાખેલી છે પ્લસ ત્યાં લેઝર સો થાય છે ફાઉન્ટેન મ્યૂઝિકલ ફાઉન્ટેનનું છે તો એમાં બી એમાં બી લોકોને રોજગાર માટેની ઘણી તકો મળે છે ઓકે ત્યાં હજી બહુ ડેવલપ નથી થયું એટલા માટે હજી ખાવાના સ્ટોલને એ કંઈ ખાણીપીણીના સ્ટોલ કે એ કંઇ નથી હજી તો એ બી હજી ત્યાં બી ડેવલપ કરી શકાય એવું છે તો એ એના લીધે પણ ઘણા લોકોને ઘણી બધી રોજગારીની તકો મળી રહેશે અને પછી આવે છે ઇસ્કોન મંદિર તો ઇસ્કોન મંદિરે બી ઇસ્કોન મંદિર બી ત્યાં એ લોકો પોતાની સંસ્થા સંસ્થા છે જ્યાં જે હરે રામ હરે ક્રિશ્ન આપણે કહીએ છીએ એ લોકો બી ત્યાં જમવા માટેનો પ્રસાદ તો આપે જ છે પણ સાથે સાથે એમને સ્ટોલ બી નાખેલા છે અને એ લોકો ત્યાં બધું જ નસ્તો જ છે છે નાસ્તો ત્યાં આપે છે એ લોકો એટલે એ લોકોને બી રોજગારીની તકો એની ત્યાંથી મળી રહે છે હવે આ વિસ્તારમાં મુલાકાત જે કોઈ લે છે એનો સારો અને ખરાબ અનુભવ તો એના પરથી આપણે કહી શકીએ તો જો અહીં તો એક તો રાજકોટના એ લોકો કે છે કે ભાઈ ટ્રાફિકના રૂલ્સનું નિયમોનું ઓછું થોડું ઘણું ઓછું પાલન કરવામાં આવે છે એના હિસાબે બારના લોકોને થોડીક તકલીફ થઈ શકે છે અને બીજું છે અહીંના અહીંની ઘણી બધી વસ્તુ જે છે જે પ્રખ્યાત છે ખાવા માટેની જેમાંથી આપણે લઈએ તો ગોર્ધન ભાઈની ચટણી ગ્રીન ચટણી લીલી ચટણી પછી આવે છે તો કે પેંડા ગોર્ધન ભાઈના પેંડા એબી બહારગામથી લોકો અહીં મંગાવે છે પછી છે જલારામ ચીકી એબી અહીંયા બહુ જ સરસ મળી રહે છે જે શાસ્ત્રી મેદાન પાસે જે શોપ છે ત્યાં એ લોકો લગભગ બારે માસ એ ચીક્કી બનાવે છે અને ત્યાં વેચે છે તો એબી આપણને અહીંયા અહીંયાની મતલબ પ્રખ્યાત છે એટલે એબી આપણે બહારથી લોકો મંગાવે છે અને એ લોકો આ રોજગારીની તકો એના માટે બી મળી રહે છે અને રાજકોટ ફરવા માટે ખૂબ જ સારું સિટી છે